તમે ખેતરમાં કેટલો સમય રહો છો અને તમે ત્યાં શું શું કરો છો ખેતીએ તમને આરોગ્યની શી રીતે લાભ કર્યો છે તેનો જવાબ છે કે હું ખેતરમાં ઘણો સમય વિતાવું છું સામાન્ય રીતે હું દિવસ ઘણા કલાકો ખેતરમાં કામ કરું છું સવારે વહેલા ઊઠીને ખેતરમાં જઈને કાગની દેખરેખ કરું છું પાણી આપું છું અને છોડ પાનની કાળજી રાખું છું ક્યારેક ખેતરમાં નવા પાક લાવવાનું કામ કરું છું તો ક્યારેક જમણી માવજત માટે ખાતર વગેરે નાખું છું ખેતરમાં રહેવું અને કામ કરવાથી મારી તંદુરસ્તીમાં ઘણો ફરક પડ્યો છે તાજી હવા અને પ્રાકૃતિક વાતાવરણમાં સમય પસાર કરવાથી મને માનસિક શાંતિ મળે છે ખેતરમાં કામ કરવાથી શારીરિક કસરત થાય છે જેનાથી હું તંદુરસ્ત અને ફીટ રહેતો છું ખેતીમાં રહેવું મારો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું છે કેમકે ત્યાં કામ કરવાથી મને તાજી વસ્તુઓ ખાવાનું મળે છે અને તેનાથી શરીરને યોગ્ય પોષણ પણ મળી રહે છે જેનાથી મારું શરીર ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે અને કોઈ બી ભારે વસ્તુ ઊઠાવવામાં કે કોઈ બી ભારે કામ કરવામાં મને કોઈ જાતની તકલીફ પડતી નથી અને મારી તંદુરસ્તી બીજા લોકો કરતાં ઘણી સારી છે જેનાથી મને ખૂબ જ આનંદ છે